રસોઈ બનાવતી વખતે રસોઈની સાફસફાઈ હોવી જોઈએ અને તેમાં પણ વાસણો એ ત્રણ વખત પાણીથી ધોવા જોઈએ પછી રસોઈ બનાવવાની ચાલું કરવી જોઈએ અને તેમાં રસોઈ બનાવતી વખતે તેલ ઓછું વાપરવું જોઈએ જેથી કોલેસ્ટ્રોલના જે દર્દીઓ છે એમને હાર્ટની પ્રોબ્લેમ ના થાય અને જે સુગર પ્રેશન્ટ છે એમને એમના માટે તેમાં સુગરનું પણ ધ્યાન રાખું છું અને જે અને જે ખાં અને જે બનાવ અને ખાંડ અને ખાંડ અને જે અને રાત્રે જે ખાવાનું હોય છે એમાં અમારા પરિવાર સાથે સાથે મળીને ખાઈએ છીએ જેનાથી અમારો અમારો પ્રેમ વધે અને અને રાત્રા ખાનામાં રાતના ખાવામાં અમારે દાળ હોય છે કઢી હોય છે પછી ખીચડી તો હોય જ છે તેમાં અને તે હળી મળીને ખાઈએ તેનાથી અમારા ફેમિલીમાં પ્રેમ વધે અને બધા સાથે વાતચીત સારી રીતે થાય છે સાથે જમવા બેસવાથી ને અમને તો મને તો બહુ ગમે છે ફેમિલી સાથે બેસવાનું